મેં હમણાં ઘણાં ચિત્રો બનાવ્યાં છે એમાંથી એક ચિત્ર વિશે હું તમને આજે કહીશ તે એક છોકરી એક છોકરી છે જે પાછળ કરીને ઉભી છે અને એક જમીન સુધી પહોંચે એવો તેનો ડ્રેસ છે માભા માભાવાળો ડ્રેસ પહેરીને તે ઉભી છે અને એક એ સુરજ એ ચાંદ તરફ જોઈ રહી છે અને ચાંદની ચાંદને તે માણે છે અને તે જોઈને તે વિચારતી હોય છે કે આ જીવનમાં કેવી રીતે આગળ વધવું અને તે તેના વિચારોને ચાંદ સામે જોઈ અને તેનો મનોમંથન કરતી હોય છે હમણાં હું નવું ચિત્ર બનાવવાનું વિચારું છું જેમાં એક પિતાની એક પિતાની આંગળી ઝાલીને એક છોકરી જતી હોય એવો મારા મારા મગજમાં એવું ચિત્ર બનાવાની ઈચ્છા થાય છે આ ચિત્ર બનાવવા માટેનો મારો હેતુ એ છે કે એક છોકરી હોય છે એની દુનિયા એના મમ્મી પપ્પામાં જ હોય છે ખાસ કરીને તેને એના પપ્પાનું વધારે હોય છે એટલે એ તેના પપ્પા તરફ વધારે ખેંચાય છે એ જ્યારે નાની થાય નાની હોય છે ત્યાંથી જ તેને તેના પપ્પા ડગલું માંડીને આગળ કેવી રીતે વધવું એ તેને શીખવાડતા હોય છે એટલે એને આંગળી આંગળી ઝાલીને આગળ વધાવ આગળ ચલાવા માટે તેને આગળ વધાવા માટે તેને પ્રયાસ કરતા હોય છે તો એક દીકરીનો આધાર એ એના પપ્પા ઉપર જ હોય છે એ દીકરી જ સમજી શકે છે કે તેના માટે તેના પપ્પા શું છે તો કેવી રીતે દીકરી મોટી થઈ જાય છે એના પપ્પા સાથે રહીને અને જ્યારે મોટી થઈ જાય છે ત્યારે તેને લગ્ન કરીને જ્યારે તેને સાસરે જવાનું હોય છે ત્યારે તે તેના પોતાના ઘરને મૂકીને સાસરે જાય છે ત્યારે તેની મનોવ્યથા કેવી હોય છે તેને એક પોતાનું ઘર મૂકીને અને બીજા ઘરમાં જવાનું અને જાણે આખું જીવન જ બદલાઈ જાય છે આ ચિત્રમાં મારે ખાસ કરીને એ કહેવું છે કે જ્યારે છોકરીને જીવનમાં એના પપ્પાનો હાથ હોય છે ને ત્યારે તેને કોઈ જવાબદારીઓ હોતી નથી તેને કાંઈ ફિકર જ હોતી નથી તે ખાલી પોતે પોતાની જિંદગી જ જીવે છે એ એને કંઈ મુશ્કેલીઓ આવતી જ નથી અને જે મુશ્કેલીઓ આવે છે તે મુશ્કેલીઓને એના પપ્પા સાવ સરળતાથી હલ કરી નાખે છે એને કોઈ જવાબદારી હોતી નથી એને કોઈ ફિકર હોતી નથી એ ફકત એ એના પપ્પા ઉપર જ નિર્ભર હોય છે બસ પપ્પા છે તો બધું છે તો એ એની લાગણીઓ આ ચિત્ર બનાવવા મારો હેતુ જ એ છે કે છોકરીની લાગણી એ છોકરીના મનમાં કેટલી લાગણી છે એના પપ્પા પ્રત્યે તો મારું કેવાનું એ જ છે કે આ લાગણીઓને કહી શકાય એવા શબ્દો મારી પાસે નથી પણ આ ચિત્રમાં હું દોરવામાં દોરીને મારી વ્યથાઓ જરૂર વ્યક્ત કરીશ